અત્યારે દુનિયામાં નવી નવી ટેક્નોલોજી આવે છે એટલે દુનિયા વધારે વિકસીત થાય છે દુનિયામાં મોટા મોટા ટાવરો ન બિલ્ડીંગો બને છે નવી નવી ટેક્નોલોજી આવી છે એટલે જીંદ લાઈફમાં સરળતા વધારે થઈ છે પણ આ બદલાયેલ ટેક આ બદલાયેલી દુનિયાને લીધે છે ને પ્રકૃતિને ઘણું નુકસાન પહોંચાડે છે